અહીં અમદાવાદની અહીંયાં વાત કરું તો અહીંયાં ખાણીપીણીની બહુ મજા આવે જેમકે તમને રાત્રે ભૂખ લાગી હોય ને તમને થતું હોય કે કંઇક ચટાકેદાર મસાલેદાર ખાવું છે તો અહીંયાં અમદાવાદમાં આખી રાત માણેક ચોક જે જગ્યા છે એ ખૂલ્લી હોય છે અને ત્યાં મતલબ લોકો આખી રાત આવતા હોય છે તમે ત્યાં મતલબ અમદાવાદમાં આવ્યાં હોય અને તમે માણેક ચોક ન ગયાં હોયને તો તમે બહુ બધી વસ્તુ મિસ કરી એવું કહેવાય કારણ કે માનેક માણેક ચોકનું ખાણીપીણી બજાર એ મતલબ બહુ ફેમસ છે તમારે ત્યાં એકવાર તો આવીને તમારે ત્યાં ખાવું જ પડે પછી એના સિવાય લો ગાર્ડન છે વસ્ત્રાપૂર છે આ બધી જગ્યાએ અલગ અલગ સ્ટ્રીટ ફૂડ લોકોને જો જે લોકોને ગમતું હોયને એ બધે એ લોકો ત્યાં આવીને મજા માણી શકે છે